શિક્ષિત થવાથી જીવનમાં ઘણી બધી રીતે મદદ મળે છે સૌ પ્રથમ તો આપણે જોવા જઈએ તો જે ટેકનોલોજી છે એનો ઉપયોગ જે શિક્ષિત લોકો છે એ લોકો વાંચીને સમજીને સારી રીતે કરી શકે છે બીજું શિક્ષિત થવાથી આપણા જે વિચારો છે વૈચારીક શક્તિ છે એ બહુ સારી રીતે આગળ વધે છે અશિક્ષિત લોકોની વાત કરીએ તો એ લોકોએ ઘણી બધી બાબતો ગુમાવી પડે છે જેમ કે એ લોકોને વાંચતાં નથી આવડતું તો ઘણી બધી જગ્યાએ નવી જગ્યાએ જાય ત્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુ હશે એ વાંચીને સમજી નથી શકતા એમણે હંમેશા બીજા લોકોનો આશરો લેવો પડે છે સહાય લેવી પડે છે